મને મુવીમાં મારી પસંદની મુવી છે કાબિલ પછી બીજી એક મુવી છે વિવાહ આ કાબિલ મુવી મને ખૂબ ગમે છે મારી પ્રિય મુવી છે તેમજ કાબિલ મુવીમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે કાબિલ મુવી એક બ્લાઇન્ડ વ્યક્તિ પર બનાવવામાં આવેલ મુવી છે કાબિલ મુવીમાં જે રોલ બતાવવામાં આવ્યો છે જે કેરેક્ટર છે જે પિક્ચરમાં દર્શાવવામાં આવ્યું છે એ મારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે અને હું એ મુવી મારા જેવા જે બ્લાઇન્ડ લોકો છે એમને ખૂબ જ આગળ વધવા માટે પ્રેરણા રૂપ બની રહે છે કારણ કે એ મુવી જોયા પછી જે બ્લાઇન્ડ લોકો જે છે એઓ પોતાના જીવનમાં હાર માની જતા હોય છે તો તે લોકો મુવી જોયા પછી એક વાર એવું વિચાર કરશે કે અમારે પણ કંઈક કરવું જોઈએ જેથી કરીને અમારા સમાજનું પણ કંઈક થઈ શકે તો કાબીલ મુવીમાં આ બધું દર્શાવેલ છે અને કાબીલ મુવીમાં જે રોલ કરવામાં આવેલ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે કાબીલ મુવી મુવીમાં એ પુરવાર કરવામાં આવ્યું છે એટલે કે એ બતાવવાનો ન નોર્મલ સોસાયટીને એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કાબીલ મુવી દ્વારા કે જે બ્લાઇન્ડ લોકો છે તેઓ પણ એક નોર્મલ પર્સન જેવું કાર્ય કરી શકે છે લાઇફમાં જે કાબીલ મુવીમાં દર્શાવવામાં આવ્યું છે અને એ વાસ્ત વિ વિકતા બિલકુલ સાચી છે એવું હું પર્સનલી વ્યક્તિગત માનું છું તેમજ કાબીલ મુવી જોયા પછી હું ઘણા બધા કાર્ય પણ કરી રહ્યો છું હાલમાં દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન નામની એનજીઓ પણ ચલવી રહ્યો છું જેમાં ડિસેબિલિટી માટેનું ખૂબ જ કામ કરી રહ્યો છું અને મોટીવેશનલ સ્પીકર તરીકે પણ કાર્ય કરી રહ્યો છું કાબિલ મુવીમાં જે હીરો એ રોલ કર્યો છે અને હિરોઈન છે આ બંનેનું કેરેક્ટર મને ખરેખર ખૂબ જ ગમ્યું છે કારણ કે કાબીલ મુવીમાં સમજો કે એક બંને નોર્મલ હીરો તેમજ હીરોઈન બંને નોર્મલ લોકો છે અને તેઓ બ્લાઇન્ડ બનીને આ મુવી કરી રહ્યા છે તો આપણા માટે ખૂબ જ ગર્વની બાબત ગણી શકાય કારણકે બ્લાઇન્ડ નોર્મલ થઈને બ્લાઇન્ડ લોકો માટે કાર્ય કરવું એ ખૂબ અઘરી વસ્તુ છે તેમ જ બ્લાઇન્ડ લોકો પ્રત્યે લાગણી હોવી એ પણ ખૂબ જ જરૂરી છે તે આ મુવીમાં દર્શાવવામાં આવ્યું છે અને જેના કારણે આ આજના સમયમાં હવે બદલાતા સમયમાં પણ દરેક બ્લાઇન્ડ લોકોને પણ નોર્મલ લોકો હવે સપોર્ટ કરી રહ્યા છે અને ખરેખર આવનાર સમયમાં પણ હું એવી ઈચ્છા રાખું છું કે દરેક લોકો નોર્મલ લોકો બ્લાઇન્ડ લોકોને સપોર્ટ કરે અને બ્લાઇન્ડ લોકો એકલા જ નહીં દરેક પ્રકારની ડિસેબિલિટી કારણ કે જેઓને શરીરમાં કોઈ પણ પ્રકારનું અંગ મિસિંગ છે તે લોકોને ખૂબ જ મદદ કરે અને તેઓ લોકોને પણ કોઈ લાચાર બિચારાના સમજે પરંતુ તે લોકોને પણ એક સારી રીતે નોર્મલ વ્યક્તિ છે એ રીતે ટ્રીટ કરે તો મને નથી લાગતું કે બ્લાઇન્ડ લોકો કે ડિસેબ્લિટી લોકો આગળ નહીં વધી શકે જે કાબિલ મુવીમાંથી ઘણું બધું શીખવા મળે છે કાબીલ મુવીમાં એક એવું પણ બતાવવામાં આવ્યું છે કે અલગ અલગ પ્રકારના વોઈસ કાઢીને અલગ અલગ રીતે કોલ કરીને એ લોકો અલગ અલગ લોકેશન પરથી અલગ અલગ જગ્યા પર પોતે જાતે ટ્રાવેલિંગ કરીને જાય છે એ હીરો જે છે એ પોતે જાય છે તેમજ હીરો અને હિરોઈનની વચ્ચે એ લોકો માટે એક લવસ્ટોરી જેવું પણ છે ભલે પેલો જે હીરો છે બ્લાઇન્ડ હોય છે અને હિરોઈન પણ બ્લાઇન્ડ હોય છે બંને જણ પોઝિટિવ હોય છે તે છતાં પણ તે લોકો મેરેજ કરે છે અને તે લોકો આગળ પણ ખૂબ કાર્ય કરે છે આજ એવું કંઈક દર્શાવી જાય છે કે નોર્મલ લોકોમાં પણ ખૂબ જ પ્રેરણા આપતું જાય છે કે ભાઈ બ્લાઇન્ડ લોકો માટે પણ કંઈક કરવું જોઈએ આ કાબિલ મુવી એટલા માટે મને મારા માટે કેટલું ખૂબ જ લોકપ્રિય છે સ્ટાર્ટ કરું કે હજુ વાર છે

હવે બીજી મુ બીજી મુવી